ગુજરાતની મુલાકાત લેતી વખતે જે પેસેન્જરો એટલે કે મુસાફરો છે એ કઈ કઈ રચનાત્મક પ્રવૃત્તિઓ અથવા સાહસિક રમતો કરી શકે છે એને માટે તો ઘણું મોટું લિસ્ટ છે પણ આપણે એમાંથી એવી વસ્તુઓ લઈએ જે પોપ્યુલર છે ગુજરાતમાં ગુજરાતની જો વાત કરીએ તો સૌથી પોપ્યુલર જગ્યા છે અમદાવાદ અને અમદાવાદ જાય અને માણસ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત ન લે તો એવું લાગે કે અમદાવાદ ફર્યા જ નથી તો સૌથી જે મુલાકાતીઓ છે વિઝિટર્સ છે એને માટે સૌથી ફેમસ જગ્યા છે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ હવે ત્યાં જઈએ તો ત્યાં અલગ અલગ એક્ટિવિટીસ કરવાની મળે જેમકે તમે રિવર રાફ્ટિંગ કરી શકો છો બોટિંગ કરી શકો છો એને માટેનાં અલગ અલગ જે ફેર હોય તે ભરીને એ બધી એક્ટિવિટીઝનો આપણે લાભ ઉઠાવી શકે છે વિઝિટર પછી બીજા એક શહેરની વાત કરીએ તો સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલસ્ટેશન છે જ્યાં અત્યારે ઘણી બધી નવી નવી એક્ટિવિટીઝ ડેવલપ થઈ છે જેમકે માઉન્ટેનિયરિંગ છે પેરા ગ્લાઈડિંગ છે બંજી જંપિંગ છે અને એક સ્કૂટર વોટર એટલે વોટર બોટિંગમા બી સ્કૂટર એક નવું આવ્યું છે પછી બલૂન આવે છે તો એ ઘણી બધી એક્ટિવિટીઝ અલગ અલગ ફેરથી તમને અલગ અલગ ટાઈમ માટે મળી શકે છે આ એક્ટિવિટીનો પરપસ શું હોય છે તો કે તમે મુસાફર તરીકે એટલે કે વિઝિટર તરીકે જ્યારે કશેક પણ કોઈ પ્લેસની મુલાકાત લેતા હોય ત્યારે તમને એક રિક્રીએશનની જરૂર હોય અથવા તો એ પ્લેસની જે નોવેલ્ટી નવીનતા કહેવાય એનો તમે આનંદ માણી શકો છો તો અલગ અલગ એક્ટિવિટીઝના અલગ અલગ ફેર હોય અને અને અલગ અલગ રોમાંચ હોય છે જેમકે આપણે સાપુતારા જઈએ તો માઉન્ટેનિયરિંગની મેં વાત કરી તો આપણે માઉન્ટેનીયરિંગ એટલે શુ કે તમને માઉન્ટેન કલાઈબિંગ પણ એક માઉન્ટેનીયરિંગનો ભાગ છે તો માઉન્ટ ક્લાઇબિંગ કંઈ આપણે રોજબરોજની લાઈફમાં ન કરતા હોય તો જ્યારે વિઝિટર તરીકે આપણે એ પ્લેસની મુલાકાત લેતા હોય તો નાના છોકરા હોય કે યંગસ્ટર્સ હોય તો એ લોકોને કંઇક થ્રીલિંગ એક્ટિવિટી જોઈતી હોય તો માઉન્ટેન ક્લાઈબિંગ એ થ્રીલિંગ એક્ટિવિટીની સાથે તમારી ફિઝિકલ એનર્જી પણ બુસ્ટ કરે છે પછી આપણે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટની વાત કરી તો એની જે સાંજે તમારો એક લાઇટિંગનો એક અલગ નજારો છે પછી ત્યાંથી થોડે દૂર ગાંધીનગરમાં એક સ્વામિનારાયણ મંદિર છે તેમાં બેપ્સનું જે મંદિર છે એમાં સાંજે તમને ડેઇલી લાઇટિંગ સાથે આખું સ્વામિનારાયણ મંદિરનું જે સ્વામિનારાયણ ભગવાનનું આખું ચરિત્ર પણ એમાં બતાવવામા આવે છે ખરેખર અવિસ્મરણીય હોય છે એને ખરેખર જોવાલાયક માણવાલાયક હોય છે પછી સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં એક ડુમસ બીચ છે જ્યાં બીચ ઉપર તમે જાઓ તો તમને અલગ અલગ મોટરબાઈક્સ છે અથવા તમને મોટર બોટ્સ છે એમાં અલગ અલગ ફેર આપીને લઈ જાય છે અને એનું કલાક તમને આખું દરિયામાં ફરીને પાછા આવી શકો છો એટલે કહેવાનો પર્પસ એવો છે કે આ બધી એક્ટિવિટીસ તો આપણે કરીએ છીએ પણ એની સાથે એના સુરક્ષા માટેના પગલાં પણ ખૂબ જરૂરી છે હવે સાબરમતી રિવરફ્રન્ટ પર જ્યારે રિવર એટલે કે નદીની વાત કરીએ તો જરૂરી લાઈફ બોટ્સ લાઈફ જેકેટ્સ અને લાઈફ રિંગ્સ પણ હોય છે એટલે એક વિઝિટર તરીકે અવેરનેસ આ વિઝિટરે જ રાખવાની હોય કે જ્યારે હું આવી એક્ટિવિટી કરતા કરતા હોઈએ ત્યારે આ બધી વસ્તુઓ ખરેખર અવેલેબલ છે કે નહીં અને એનું ભાડું એ ખરેખર આપણે ગવર્મેન્ટે જે રેકગ્નાઇઝ કર્યું છે એ પ્રમાણે લે છે કે આડેધડ લે છે તો આ બધી વસ્તુઓની જરૂરી જાણકારી મેળવ્યા પછી જ્યારે વિઝિટર એ જગ્યા પર ખરેખર એ જગ્યા પર માણવા જાય છે બધી એક્ટિવિટીસ તો ખરેખર એને એનો પૂરેપૂરો આનંદ મળે છે નહીં તો શું થાય કે સુરક્ષાનાં ઉપકરણોની જો ખામી હોય તો એ ખામીને લીધે કોઈકવાર બહુ મોટી દુર્ઘટના થઈ શકે છે અને એ દુર્ઘટનામાં ઘણાં જે ફેમિલી હોય એટલે કે જે પરિવાર હોય એ માળા વિખરાઈ જતા હોય છે એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે મજા સાથે સજા ન મળવી જોએ મજા સાથે માત્રને માત્ર મજા જ મળવી જોઈએ તો વિઝિટર તરીકે જ્યારે ગુજરાતમાં વિઝટર્સ આવે છે તો એ લોકોને પણ એ એ મજા માણતી વખતે સુરક્ષાનાં પગલાં સાથે જો મજા માણે તો એની મજા ખરેખર અવિસ્મરણીય અને આનંદદાયક જિંંદગીભર યાદ રહી જાય એવી હોય છે એટલે ગુજરાતની જ મુલાકાત શું કામ કોઈપણ દેશનાં અન્ય ભાગમાં તમે જાઓ ત્યારે પણ આ બધી વસ્તુઓ ખૂબ જરૂરી છે એક એ વસ્તુની ચકાસણી કર્યા પછી જ જો આપણે એ જગ્યા પર જઈએ અને ત્યાં ફરવાલાયક કે માણવાલાયક જે પણ પ્રવૃત્તિઓ છે સાહસિક રમતો છે એનો આનંદ લઇએ તો આપણી જિંદગીભરની એ મજા રહેશે